મારા ઘરે મારો નાનો એવો બગીચો છે જેમાં ઘણા એવા ફળના વૃક્ષો અને ફૂલોના છોડ વાવેલા છે જેમાં ચીકુડી લીંબુ જામફળ સીતાફળ જેવા ફળોના વૃક્ષ વાવેલા છે અને ફૂલો માટે ચંપો ચમેલી એડેનીયમ રામલક્ષ્મણ જેવી વેલ પણ વાવેલી છે જ્યારે પણ બગીચામાં ફૂલો આવે ત્યારે એ ફૂલોને હું પૂજા માટે ઉપયોગમાં લઉં છું અમારા પાડોશીઓ પણ મારા બગીચામાંથી ફૂલ પૂજા આરતી સમયે ઉપયોગ કરે છે જ્યારે પણ જે ફળની સીઝન હોય એ સીઝનના ફળોનો અમે પ્રસાદમાં ખાવામાં અને જ્યુસ બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ આ ફળની છાલ અને સુકાયેલા ફળોનો હું ખાતર તરીકે મારા બગીચામાં ઉપયોગ કરું છું ઉપરાંત તેમાંથી નીકળેલ બીજનો હું માટીનો લાડુમાં મૂકીને જ્યારે પણ અમે ફરવા જઈએ ત્યારે એ માટીના લાડુ રોડની બાજુમાં નાખીએ છીએ જેથી નવા ફળોના વૃક્ષ રોડ સાઈડમાં વરસાદમાં ઉગી શકે